હું નાનો હતો ત્યારથી જ મને ગાવામાં અને સંગીત તરફ છે ને ખૂબ રસ કુદરતી રીતે જ હતો અને દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ શોખ ગર્ભિત રીતે એના સ્વભાવની અંદર પડેલો જ હોય છે જેનાથી જે તે વ્યક્તિ સૌ પ્રથમ અજાણ હોય છે અને પછી ધીરે ધીરે જ્યારે એને જાણ થાય અને ઉંમર પ્રમાણમાં જો નાની હોય તો એ એ પોતાના શોખને છે ને વિકસિત કરી શકે છે એટલે હું નાનો હતો ત્યારથી મને કુદરતી રીતે સંગીત સાંભળવું બહુ ગમતું અને કોઈ ગાતા હોય રેડિયો બીનાકા ગીતમાલા આદિ ઘણું બધું હું સાંભળતો અને એ તરફ મને સંગીત વિશે વધારે ને વધારે આકર્ષણ થતું ગયું પછી મને એક સમય એવું લાગ્યું કે હું ગાઈ શકું કે નહીં એમ અને મેં થોડો ઘણો એ બાબતનો પ્રયત્ન કર્યો અને મારો અવાજ પણ એ દિશામાં પોઝીટિવ હતો અને લોકોએ પણ મને સાંભળીને કહ્યું કે તમે ગાઓ તો સારું તમારો અવાજ સારો છે એટલે મેં પછી ધીરે ધીરે ગાવાનું શરુ કર્યું અને એ સમયે ફિલ્મ સંગીતનો ખૂબ જમાનો હતો અને સારા સારા ગીતો સારી સારી ફિલ્મો આવતી અને એના માટે કોઈ માર્ગદર્શકની જરૂર નથી હોતી તમારી શ્રવણ શકિત જો સારી હોય તો તમે એમાં કામ કરી શકો અને મારી શ્રવણશકિત સારી મારી રસવૃત્તિ પણ એમાં ખૂબ હતી અને એમાં મેં ધીરે ધીરે વિકાસ કરવાનો શરુ કર્યું ગાવાનું શરુ કર્યું અને એમાં હું સફળ થવા માંડયો એવું લોકો કહે છે